મનગમતી પુસ્તકની વાત કરું તો હું એવું માનું છું કે આપણા બેસ્ટ મિત્ર સૌથી સારા મિત્ર એ પુસ્તક સિવાય બીજું કોઈ જ ના હોઈ શકે જ્યારે તમે ઉદાસ હો જ્યારે તમે એકલતાની લાગણી અનુભવતા હોય ત્યારે તમારી સાથે તમારો સૌથી નજીક અને સારો મિત્ર હોય તો હું એને પુસ્તક માનું છું પુસ્તક દ્વારા તમને સારામાં સારું જ્ઞાન મેળવી મળી શકે છે તમે તમને સારા રસ્તા મળી શકે છે એટલે મારા મંતવ્ય મુજબ તો મારો સૌથી સારું મિત્ર પુસ્તક જ છે અને ગુજરાતી સાહિત્યકારોમાં હું માનું તો અશ્વિની ભટ્ટ ઇન્દુલાલ યાજ્ઞિક ઈશ્વર પેટલીકર ઉમા શંકર કનૈયાલાલ મુનશી અને કાકા કાલેલકર આ લોકોના પુસ્તકોની વાત જ શું કેવી જો આ પુસ્તકો દ્વારા તમને કંઈક ને કંઈક જાણવા શીખવા મળે છે પણ સ્વામી વિવેકાનંદના પુસ્તકમાંથી તો શું કેવું તમને જીવનના રહસ્યો તમારી અંદર દર દૃઢતા મક્કમતા કઈ રીતે લાવવી અને કોઈ પણ લક્ષ્ય પાછળ પડી રહીને એ લક્ષ્યને હાંસલ કરવું એ વસ્તુ તમને સ્વામી વિવેકાનંદના પુસ્તક સિવાય ક્યાંય નહિ જોવા મળે એ પુસ્તકમાં તમને તમારા પોતાના જીવનમાં આવતા ઉતાર ચઢાવને કઈ રીતે તમારે સરળતાથી લેવા તેની પણ માહિતી મળે છે હું માનું છું કે આપણા ગુજરાતીઓ માટે સૌથી સારા પુસ્તક જો કહેવાય તો ગુજરાતીના પુસ્તકોમાં સૌથી વધુ જ્ઞાન અને તમારી જીવનની કોઈ પણ તકલીફ હોય તેનો રસ્તો તમને ભગવદ્ ગીતા અને સ્વામી વિવેકાનંદના પુસ્તક દ્વારા જ મળી શકે છે હા મારા ગુજરાતી લેખકો ઘણા બધા છે અને એ લોકોની દરેકે દરેક વાર્તામાં કવિતામાં તમને કંઈક ને કંઈક જાણવા અને કંઈક ને કંઈક શીખવા મળે છે પણ જ્યારે કોઈક રહસ્ય જ્યારે તમને તમારા જીવનમાં કંઈક કરી કરવાની અંદરથી ઈચ્છા હોય અને એ ઇચ્છાને તમારે પૂરી કરવી હોય ત્યારે તમારે એને સ્વામી વિવેકાનંદના મંતવ્ય મુજબ ઉઠો જાગો અને લક્ષ્યપ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સ્વામી વિવેકાનંદનું મંત્ર છે એ મંત્ર ને જો તમે મગજમાં ફિટ કરી લો તો તમે તમારા લક્ષ્ય સુધી સો ટકા પહોંચી શકો છો અને ભગવદ્ ગીતા એ અર્જુનને કૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવેલી અમુક વાતો છે જે વાતો દ્વારા અર્જુન જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર નથી ત્યારે એ પરિસ્થિતિને સરળ રીતે કઈ રીતે લેવી દુખને સ્વીકારીને આગળ વધવું કઈ રીતે એ નાના નાના તમારા જીવનમાં જ્યારે કોઈક ઉતાર ચઢાવ આવે છે તો એ ઉતાર ચઢાવનો સામનો તમે કઈ રીતે કરો એના દરેકે દરેક પ્રશ્નોના જવાબ તમને ભગવદ્ ગીતામાંથી મળે છે હા મારું પુસ્તક છે મારા ધર્મનું પુસ્તક છે પણ મને મારા આ ધર્મના પુસ્તક પ્રત્યે ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે કારણ કે એ પુસ્તક દ્વારા મને મારા જીવનના ઘણા સમસ્યાઓના અને ઘણા પ્રશ્નોના ઉકેલ મળ્યા છે દરેકે દરેક અધ્યાય હા મારી ભગવદ્ ગીતાના જે અઢાર અધ્યાય છે તેમાં સૌથી સારામાં સારું કહુ તો પુરષોત્તમ યોગ એ પંદરમો યોગ પંદરમો અધ્યાય છે તેના દ્વારા અને સૌથી પહેલું તો જ્યારે અર્જુન વિષાદ કરે છે પહેલો અધ્યાય છે અર્જુન વિષાદયોગ અર્જુન વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મ યોગ જ્ઞાન કર્મ સંયોગ યોગ એમ જેમ અઢાર અધ્યાયના નામ છે ભક્તિ યોગ અને દરેકે દરેક અધ્યાયમાં નાનામાં નાની માહિતી તમને મળે છે કે આના દ્વારા તમે તમારા જીવનમાં કઈ રીતે આગળ વધી શકો અને કઈ રીતે તમારા દુખ અને તમારા પ્રશ્નો એનો નિકાલ કરી શકો તેની માહિતી આપવામાં આવે છે હું માનું છું કે ભગવદ્ ગીતા દરેકે જીવનમાં એક વખત તો વાંચવી જોઈએ મેં ભગવદ્ ગીતાને અનેક વખત વા વાંચી છે અને દરેક વખતે મને મારા પ્રશ્નોના જવાબ મારી ભગવદ્ ગીતામાંથી મળી ગયેલા છે હું વાંચનનો શોખ ધરાવું છું એટલે હું એવું કહુ કે મને ઘણા મારા સારામાં મિત્રોને પણ હું એ જ સલાહ આપું છું કે તમારા હંમેશાં તમારા સારા મિત્ર તરીકે પુસ્તકને જ મિત્ર બનાવવું જોઈએ અને મારી મનગમતી પુસ્તક છે સ્વામી વિવેકાનંદની પુસ્તકો અને ભગવદ્ ગીતા અને મેં ઘણી વખત આ પુસ્તકો વાંચી છે